મને પૂછવામાં આવે કે ફિલ્મના કયા કલાકારને વ્યક્તિગત રીતે મળવાનું ગમે તો હું ચોક્કસપણે નામ આપીશ અમિતાભ બચ્ચનનું આમ તો એમના વિષે ઘણું બધુ જાણીએ છીએ આપણે સૌ જ ભારતીય અભિનેતા ફિલ્મ નિર્માતા ટેલિવિઝન હોસ્ટ પ્રસંગોપાત પાર્શ્વ ગાયક અને ભૂતપૂર્વ રાજકારણી તેઓ છે અને હિન્દી સિનેમામાં તેમનાં કામ માટે આખી દુનિયામાં જાણીતા છે તેમનો જન્મ અગિયાર ઓક્ટોબર ઓગણીસસો બેતાળીસમાં થયો પિતા હરિવંશ રાય બચ્ચન માતા તેજી બચ્ચન પછી ભારતીય સિનેમામાં એમણે તેઓ ઍૈતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે તેમની કારકિર્દીમાં તેમણે ઘણાં બધા પારિતોષિકો જીત્યા છે ત્રણ રાષ્ટ્રીય પારિતોષિક બાર ફિલ્મફેર પારિતોષિક ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનાં નામાંકનમાં તેઓ સૌથી વધારે વખત તેઓ સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે તો ઘણા પિક્ચરમાં એ તેમણે ગીત પણ ગાયા છે ટેલિવિઝન પ્રેઝન ટેટર તરીકે તે પણ ખૂબ મશહૂર છે તેમનો કોન બનેગા કરોડપતિ શો સુપર ડુપર હિટ છે પૂરી દુનિયામાં મશહૂર છે ચોર્યાશીથી સત્યાશી દરમ્યાન તેઓ ભારતીય સાસંદ તરીકે રહ્યા છે તેમની પત્ની જયા બચ્ચન તેમનાં બાળકો શ્વેતા અભિષેક તેમના ભાઈ અજીતાભ બચ્ચન છે ઘણું બધું આપણે એમના વિષે જાણીએ જ છીએ તેમણે દિલ્હી નૈનિતાલ ઘણી જગ્યાએથી અલ્હાબાદથી તેમણે શૈક્ષણિક કારકિર્દી એમણે શરૂ કરી ફિલ્મની કારકિર્દી તેમણે સાત હિન્દુસ્તાની ફિલ્મ દ્વારા થઈ હતી પછી તે તેમને કોઈ એમાં એમને ખાસ સફળતા મળી નહોતી પણ એમણે એ બધાની ટીકા વચ્ચે પણ તેમણે આનંદ પિક્ચરમાં કામ લીધું અને ત્યાંથી તેઓ ખૂબ સફળ થયા તે સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે તેમણે કામ કર્યું અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોડ મળ્યો તેમણે ઘણા બધા તે પછી તો ઘણી બધી એમની ઘણી ફિલ્મો સુપરહિટ રહી તેમની ઓગણીસસો તોંતેરનું વર્ષ ખાસ સીમા ચિહ્ન રૂપે સાબિત થયું જ્યારે ઝંજીર ફિલ્મમાં પ્રકાશ મહેરા એ તેમને લીધા ઇન્સ્પેકટર વિજય ખન્નાની ભૂમિકા માટે તેમને પસંદ કર્યા તે પછી તેમની કારકિર્દી પૂર ઝડપે આગળ વધી અભિમાન નમક હરામ રોટી કપડાં ઓર મકાન પછી મજબૂર ચૂપકે ચૂપકે મિલી દિવાર યશ ચોપરા સાથે સિલસિલા શોલે તેમની સુપર ડુપર હિટ ફિલ્મ રહી હતી તેમને ઘણા બધા એવોડ મળેલાં છે કભી કભી અમર અકબર એન્થની ચુપકે ચુપકે ત્રિશુલ કસમે વાદે મુકદ્દર કા સિકંદર કુલી હમ એમની યાદગાર મૂવી છે એમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવેલું છે તેમની ટિલિવિઝન કેરિયરની વાત કરીએ તો કોન બનેગા કરોડપતિ તેમનો ખૂબ સફળ પામેલો શો રહ્યો છે જેની ઘણી બધી સીરિઝ બહાર પડી ચૂકી ચીની કમ તેઓ એમના ઘેરા અને ઘાટીલા અવાજ માટે પણ જાણીતા તેમણે ઘણી બધી ફિલ્મોમાં ગીત ગાયા છે હવે એમને જ્યારે મળીએ અને એમને શું પૂછીએ એ એક સવાલ છે કે એમની જીવન તો જગજાહેર છે

આપણે એમને શું પૂછીશું એ એક સવાલ છે